હા મેં હાથીનું ચિત્ર બનાવ્યું છે પણ કોઈને મેં કાર્ડ ભેટમાં નથી આપ્યું કારણ કે મને ચિત્રનો શોખ છે પણ હું એ મારા પૂરતો જ રાખું છું અને હા હાથીથી બનાવેલી વસ્તુઓ ની વાત કરું તો હાથી હાથીના દાંતમાંથી આપણે કડલા બની શકે છે પછી કંગી બની શકે છે હા એ એકદમ ભાવાત્મક પ્રાણી છે એ આપણાને કોઈ જાતનું નુકસાન નથી પહોંચાડતો જ્યાં સુધી આપણે એને નુકસાન ન પહોંચાડીએ ત્યાર સુધી અને મને હાથી બહુ ગમે છે અને હાથીની વાત કરું તો ગુજરાતી લોકોમાં હાથીઓને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે લોકો હાથીની મૂર્તિ એ ગણપતિનાં સ્વરૂપે રાખે છે અને એ ગણપતિને માનતા હોય એ લોકો હાથીમાં પણ બહુ માને છે હાથી જુએ તો એમને એવું લાગે છે કે ના સાક્ષાત ગણપતિ ભગવાન આવી ગયા અને એ આ ગણપતિ એનીમલ્સ હાથી રાખવાથી આપણાં ઘરમાં બરકત આવે છે અને સારી નેગેટિવિટી બહાર જતી રહે છે અને પોઝિટીવીટી અંદર આવે છે